ભારતમાં અનેક ઉદ્યોગપતિઓ છે જેમકે નીતા અંબાણી મુકેશ અંબાણી ગૌતમ અદાણી અને ટાટા જેવા કેટલાક એવા વેપારીઓ છે જેમણે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે ઝીરોથી ટોપ ઉપર લાવ્યું છે જેમાં મુકેશ અંબાણીનો ટોપ ટેન ઉદ્યોગપતિઓમાં આઠમાં નબરે નામ આવે છે અને દુનિયાના સૌથી અમિર લોકોમાં મુકેશ અંબાણીનું નામ આવે છે જેમ તેમણે એક જીઓ સીમ કાર્ડ આજથી ઘણા વર્ષો પહેલાં લોન્ચ કર્યું હતું જ્યારે લોન્ચ કર્યું ત્યારે તેમને ફ્રીમાં અનલિમિટેડ નેટ આપ્યું હતું તેના લીધે તેમની પબ્લિક સિટી વધી ગઈ અને પબ્લિક જીઓના સીમ કાર્ડ યુસ કરતી થઈ અત્યારે ઘરમાં પાંચ સદસ્યો હોય તો એમાંથી ત્રણ સદસ્યોના ફોનમાં જિયોના સીમ કાર્ડ મળે મળેને મળે જ તેમની એક ખાસિયત એ છે કે તેમણે જીઓને ફાઇજી અને જીઓને એટલું મોટી એટલા ઊંચા મકામે પહોંચાડી દીધું છે કે અત્યારે જેના મોં એ સાંભળીએ તેના મોં એ જીઓ જીઓ આવે છે